ગુજરાત રાજ્યમાં આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ છે ત્યાં આ હિટવેવ જેવું ચાલું થયું હતું એ વખતે સરકાર સરકારી દરેક હોસ્પિટલમાં એકસ્ટ્રા બેડ લગાવેલા હતા અને એ લોકોએ આખો એકસ્ટ્રા વોર્ડ તૈયાર કર્યો હતો કે હિટવેવના લપેટમાં કોઈ આવે તો એને સીધી એ રીતે ટ્રીટમેન્ટ અપાય તો એ રીતે જોઈએ તો હેલ્થ સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓમાં ઘણો સુધાર આવ્યો છે પહેલેની કંપરેટિવમાં પ્લસ ફ્રી જે ફ્રી સેવાઓ કહેવાય બાળકોની ખાસ કરીને નાના બાળકોની સેવાઓ નાના બાળકોના ઈલાજ માટેની આ હોસ્પિટલો વધુમાં વધુ ખૂલી ગયાં છે કે જેમાં બાળકોને ફ્રીમાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ખાસ કરીને ગરીબ બાળકોને તો એ ખૂબ સારી રીતે ગરીબ લોકો પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે અને એના માટે એક મારો સુઝાવ એ હતો કે આની જાણકારી ગરીબો સુધી પહોંચે એ માટે સરકારે કોઈક પગલાં લેવાં જોઈએ દરેક લોકો આ સુવિધાઓ વિશે જાણતા હોતાં નથી ઘણાં લોકો હજી એવાં છે કે આવી સુવિધાઓને ધ્યાનમાં જ નથી હોતી આ બધી સુવિધાઓ તો સરકાર શ્રીએ એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને એનું એડવર્ટાઈઝિંગ કે ગમે તે રીતે એ રીતે એ કરવું જોઈએ મા કાર્ડની પણ સેવા સરકારે ચાલુ કરી છે એ પણ ખૂબ સારી છે એમાં પણ મા કાર્ડમાં પણ જ્યારે ગરીબ લોકો પર પોતાનાં પર વીતે છે ત્યારે એ લોકોને ખબર પડે છે કે આવી કોઈ સુવિધા છે મતલબ એ લોકોને કોઈ ડિસિસ થાય છે કોઈ રોગથી પીડાતાં હોય છે ત્યારે એ લોકોને ખબર પડે છે કે મા કાડ જેવી બી કોઈ સુવિધા છે તો તાત્કાલિક પછી મા કાડ કઢાવીને સુવિધાઓનો લાભ લે છે તો જો પહેલેથી આ લોકો આના પ્રત્યે જાગૃત હોય મા કાડ દરેક ગરીબ વ્યક્તિ પાસે હોય તો તાત્કાલિક ધોરણે એ લોકોની સારવાર ચાલું થઈ શકે જે ડિલે થાય છે એ ન થઈ શકે ન થાય